મારું નામ હિરેન વસાવા છે અને હું આણંદનો રહેવાસી છું આ ઈમેલ લખવા પાછળનું કારણ એ છે કે મેં લેપટોપ મંગાવ્યું હતું એપલ મેકબુક એર એમ વન અને તેને ડીલેવરી હજી સુધી થઈ નથી તો મારે તમને એ જણાવવું છે કે લેપટોપની ડિ ડિલેવરી થવામાં બહુ લેટ થઈ ગયું છે અને મારે ઘણા બધા પ્રોજેક્ટ પણ કરવાના છે તો મારું આમાં તમને કહેવાનું એવું છે કે તમે જેમ બને એમ લેપટોપની ડીલેવરી વહેલી તકે કરાવો અને ક્યા સુધી થઈ શકશે એ મને મેલ પાછો તમે ફોરવર્ડ કરો તો પ્લી જેમ બને એમ જણાવો કે ક્યારે લેપટોપની ડિલેવરી થશે